હા બોલો અ ઓકે તો કચ્છમાં ઘુમવા માટે તમને કેબ જોઈએ છે શું હું તમારું નામ જાણી શકું ઓકે અલ અ અલીભાઈ નામ છે તમારું ઓકે કંઈ વાંધો નહીં જો તમને પંદર પંદર દિવસ માટે જો કેબ જોઈતી હોય ને તો તમને પહેલાં ને ઑનલાઈન બૂક કરાવવી પડે બરાબર ને હા તો એ એમાં છે આખું અમારું પંદર દિવસ જે તમે ફરવા માગો છો તો પંદર દિવસનું આખું એક અ પૅકેજ છે બરાબર અમારું અ કચ્છનું એક ટૂરનું પૅકેજ છે એ અવેલેબલ છે બરાબર અ જો તમે હા જો તમે એનાં વિશે વધુ માહિતી જાણવા માગતા હોવ તો હું તમને આપી દઉં હો હા કંઈ વાંધો નહીં હું તમને બધી એ ટુ ઝેડ ડિટેલ્સ છે એ તમને આપી દઉં બરોબરને સાહેબજી પંદર દિવસ પંદર દિવસનું જો તમારું કેબનું પ્લાનિંગ હશે ને તમે બૂક કરાવશો ટૂર આખું પૅકેજ તો એમાં અ હોટેલ અને તમારું સ્ટે હશે ને એ બધું ઇંલ ઇન્ક્લુંડેડ હશે બરોબર ને અ અને જે અ ટૂરિસ્ટ પ્લેસ છે એની જે ફીસ જે લાગે છે બરોબર ટૂરિસ્ટને તો એ છે એ ટુરિસ્ટ જે હશે એના ઉપર અઅઅ અ ડિપેન્ડ હશે બરાબરને એ એનું આખું જે પેકેજ છે એ પેકેજનો પ્રાઇસ છે એમાં ઇન્ક્લુંડેડ નથી જો તમે જેમ કે તમે કોઈ સ્થળે જાઓ અને ત્યાંની જે ફીસ હોય એ તમને પોતાને પે કરવી પડે એ એ પેકેજમાં ઇન્ક્લુંડેડ ન હોય બરાબર હા એ તમે પોતાને તઅઅ ફી આપવી પડે બરાબર અને પછી જો કચ્છ છે એટલે પંદર દિવસ છે એટલે ત્રીસ આખા પંદર દિવસમાં અમે કવર કરીશું બરાબરને જે કચ્છમાં જે પ્રસિદ્ધ સ્થળ છે બર અ વિશ્વ વિખ્યાત પ્લસ અઅ જે સ્થળ છે બરાબર ને તો બધા સ્થળને સ્થળની મુલાકાત અમે તમને કરાવીશું બરાબર ને જો જોવા જઈએ તો માંડવી શહેરની આપણે વાત કરીએ તો માંડવી શહેરમાં જે બીચ આવેલી છે માંડવી બીચ છે બરાબર પછી સ્વામિનારાયણ એમ અઅ ઓ અઅ શું શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરીઅલ છે એ આવેલું છે પછી અહીંયા પ્રાઇવેટ બીચ આવેલી છે વિજય વિલાસ પેલેસ આવેલું છે તો એ માંડવી શહેરનાં જેટલાં પણ અઅ જે પ્રખ્યાત જે હશે ને પેલેસ અને પ્લેસ એ બધા એમાં ઇન્ક્લુંડેડ હશે બરાબર અને પછી પછી આપણે જો વાત કરીએ તો પછી એના પછી આખો ટૂર છે એ બધી જે કચ્છની સાઈડ છે બરાબર ને ઇસ્ટ વેસ્ટ નોર્થ એ બધી સાઈડ તમને ફેરવવામાં આવશે બરાબરને નારાયણ સરોવરથી લઈને આમાં હા એ બધા કવર થઇ જશે તમે તમે કેટલા માણસો છો અ બુકિંગમાં અચ્છા તમે ચાર ફ્રેન્ડ છો તમે કચ્છમાં પહેલાં આવેલા છો અચ્છા અરછા કચ્છમાં કંઈ વાંધો નહીં પહેલી વાર તમે આવો છો તો તમને બધું અહીંયાનો અનુભવ છે એ સારું રહેશે બરાબર ને બધી હોટેલની ને બધી વ્યવસ્થા અમે અમારા તરફથી તમને કરાવી દઇશું બરાબર એ બધું પેકેજમાં ઇન્ક્લુંડેડ છે બરોબર હા અને પછી જે તમારી જે મેં કીધું એમ ફીસ તમારી પોતાની આપવાની રહેશે બધાની બરોબર હા હોટેલની જે ત તમે કહેશો ને હોટેલની જે ફીસ છે એ બધુ પેકેજમાં ઇન્ક્લુંડેડ છે બરાબર ખાલી તમે જ્યારે ત તમારું જે પ્લેસ હશે જ્યાં તમે જાવ ને એની ખાલી જે ફીસ છે ને એ તમારે હા એ તમને આપવી પડે બરાબર અને કારણ કે અમારા પેકેજમાં જો તમને અ એક છે આખું ફૂલ પૅકેજ તમે બૂક કરાવી શકો બરાબર અને પછી એક છે કે તમે કિલોમેટ કિલોમીટરના અમારા ચાર્જ હોય છે બરાબર અલગ અલગ અથ અથવા તમે એ બૂક કરાવી શકો છો જે તમને સુટેબલ લાગે એ તમે બૂક કરાવી શકો બરાબર હા એટલા પેકેજમાં એટલા પૈસા ભરવા પડે છે

આ પંદર દિવસનો ટૂર રહેશે એનું શું એનું જે ટોટલ છે ને એ તમને આપી દેવામાં આવશે બરાબરને પહેલાથી કે કેટલું તમે અઅ અ ચાર જણાનું કેટલું પેમેન્ટ બનશે બરાબર હા જો અથવા તમે હા અથવા તમે એમ કહેવા અઅ એમ કરવા માગતા હોય

હા તો મેં જેમ વાત કરી એમ કિલોમીટરના પણ અમે રાખીએ છીએ બરાબરને એ સુવિધા પણ અવેલેબલ છે હા કચ્છમાં જેટલાં પણ સ્થળ છે જો તમને ગાઈડ જોઈતું હોય તો એ ગાઈડ પણ અ પેકેજમાં અમે ઇન્ક્લુંડ કરી દઇશું બરાબરને તમને હા અમારા તરફથી તમને ગાઈડ આપવામાં આવશે બરાબર ઓકે ઓકે